હાલો નિમેશ કેમ છે હું મુંબઈ આવ્યો છું તો અહીંયા ટેક્સી બુક કરું કે ઓલા ઉબેરથી બુક કરું ઓકે ટેક્સી બુક કરું ટેક્સી બુક કરું તો કેટલા રૂપિયા આપવાના કિલોમીટર ઉપર એક કિલોમીટરના અઠ્યાવીસ રૂપિયા ઓકે હા એટલે આઈડિયા નથી ને હવે અહીંયા ઓલા ઉબર બુક કરીએ કે અહી ટેક્સીઓ બી આટલી બધી છે આ સેન્ટ્રો બધી કાર ફરે છે રોડ ઉપર એટલે મને લાગ્યું કે આ રહી લોકલ બુક કરીએ તો વધાર મોંઘુ ના હોય ને એના માટે સારું તો લોકલ ટેક્સી બુક કરી નાખજો